રસોડામાં અને ઝાંઝરોમાં ઉંદર વંદા વગેરેનો ત્રાસ દૂર કરવા માટે અમે કેટલીક પ્રાકૃતિક અને સાવચેતી ભરી પદ્ધતિ અપનાવીએ છીએ એમાં પહેલાં ખોરાકને ઢાંકીને રાખવાનું રસોડામાં ખોરાકને કંઈક ઢાંકીને અથવા દબાવોને કે તેના ઢક્કનને જેથી ઉંદર અને વંદાને આકર્ષણ ન થાય અને તે તેમાં પડે નહીં પછી ઘરના ખૂણામાં સાફ રાખવો પછી રસોડામાં ગંદકી અને ખોરાકને કણોના જમા થાય તેની ચાક ચીંદી સફાઈ રાખવી કુડામાં કચરો ન ભેગો કરવો પછી કારણ કે ઉંદર વંદા વાસસ્થાન બની શકે છે અને ખૂણાઓમાં ખૂણાઓમાં જેવી દવાઓ અથવા કે એક એવું વસ્તુઓ રાખવી જેથી તે ત્યાં ન આવી શકે પછી તુલસી નિમ અથવા નાગલીના પાંદડા જેવા અથવા પ્રાકૃતિક ઉપાયો ઉપર ઉંદર અને વંદાને દૂર રાખવામાં મદદ કરે છે આ પાંદડાઓ ખૂણાઓમાં રસોડામાં અથવા ઘરના એ ભાગો મૂકી શકાય છે અને જ્યાં ઉંદરો દેખાય છે ત્યાં પેપરમીંટ તેલ ઉંદર અને વંદાને નાપસંદ હોય છે અને તેલની બુંદો કૂટોન કોટનબોલ ઉપર નાખી અથવા ઘરના ખૂણામાં અથવા ઝાંઝરોમાં મૂકી શકાય છે ફીણના પાવડર અથવા ચુનાના પાવડરનો ઉપયોગ કરી ઉંદર અને વંદાને ઉતરતા અવાજ જતી જગ્યાઓ ઉપર ફીણના પાવડર અથવા સૂકા ચૂનાનો ઉપયોગ કરી શકાય છે અને આ પ્રયોગને ઉંદરની તે સ્થાનેથી દૂષ રહેવા મદદ કરે છે બાજારમાં ઉપલબ્ધ ઉંદર પકડાવા માટે ફંદા કે વાવટરો રાખી શકાય છે ફંદાઓ સલામત અને અસરકારક રીતે ઉંદરને પકડાવામાં મદદ કરે છે ઘરની બારણા દરીકો વટીલો કોટલો ઢાંકીને રાખવા અને જેથી ઉંદર ઘરમાં પ્રવેશવા જગ્યા ન મળે અને અમે ઉંદરને અને વંદાને માટે દવાઓ ઉપયોગ કરી શકાય છે બાજારમાંથી અને તે વપરાશ યોગ્ય સાવચેતી અને સલામતી સાથે રાખવી અને ખાસ કરીને જો ઘરમાં નાના બાળકો હોય તો કે પાલતુ પ્રાણી હોય તેથી તેની જે ખોરાક મૂકો છો જે ઉંદરને મારવાની દવામાં તે સાવચેતી રાખવી